અમારો વિસ્તાર એ આદિવાસી વિસ્તાર હોવાથી અહીં વણાટકામ કુંભારકામ સુથારકામ વગેરે વધુ કરવામાં આવે છે લોકો વૃક્ષોમાંથી સુથારકામ કરીને દરવાજા ટેબલ બારણું ખુરશીઓ વગેરે બનાવવામાં આવે છે તેમજ કુંભારકામમાં લોકો માટલાંઓ વાસણ તૈયાર કરવા માટેના ભોજનો વગેરે બનાવવામાં આવે છે ઉનાળામાં લોકો ઠંડુ પાણી પીવા માટે ફ્રિજનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે ખૂબ જ નુકસાનકારક છે જેના કારણે આપણે જો કુંભારકામ કરતાં વ્યક્તિઓ પાસેથી આપણે માટલું ખરીદીને ઠંડુ પાણી પીએ તો આપના શરીરને પણ લાભદાયક છે તેમજ માટીના વાસણોમાં બનાવવામાં આવતું ભોજન આપણું ફાયદાકારક છે તેમજ આ વિસ્તારમાં વાંસનો ઉપયોગ વધુ થાય છે વાંસના ઉપયોગ દ્વારા શણગાર વગેરે પણ કરવામાં આવેલ છે લોકો સુપડાં વગેરે પણ વાંસમાંથી એવી તમામ પ્રકારની કામમાં આવતી વસ્તુઓ બનાવવામાં આવે છે તેમજ ખાદી પણ કાપડ વગેરે ચાલે છે ખાદી લોકો એ ત્યાં વગેરે પણ હોય છે